ભારતીય ફૅશન એ ખૂબ જ અદભૂત ફૅશન છે ભારતની અવનવી ફૅશનો સૌથી પહેલાં જૂના અને પ્રાચીનકાળથી ચાલી આવેલાં ભારતીય ફૅશનમાં જે જૂનાં ડિઝાઇનર કપડાઓ અને જૂના જમાનાના પહેરવેશ એ ખૂબ જ પરંપરાગત અને પ્રથાની રીતે ચાલી આવી છે ભારતની આવા કપડાઓની ફૅશન એ ઘણા બધા દેશો અને ઘણાં બધા શહેરોમાં પ્રચલિત છે અને ઘણા બધા દેશના લોકો આ પહેરવેશને સ્વીકારે છે અને એને યોગ્ય ગણે છે સમય જતાં જતાં ભારતમાં ફૅશન વિશે ઘણું બધું ડૅવલપિંગ થતું ગયું છે ઘણા બધા લોકો અલગ અલગ ફૅશનનાં કપડા વગેરે પહેરતા થયા છે જેવી જેવી રીતે અ સોશિયલ મીડિયા વધતું ગયું છે એવી એવી રીતે જ ફૅશનનું પ્રમાણ પણ વધતું ગયું છે અ હિરોઈનીઓ સુપરસ્ટાર્સ અ બોલિવૂડના હીરો હિરોઈન વગેરેને જોઈને લોકો એમના જેવા અવનવી ફૅશનોનાં કપડાં વગેરે પહેરે છે અને અવનવા ટ્રૅન્ડ નીકાળે છે અને હાલના યુવાનો અ અલગ અલગ ફૅશનનાં કપડાં વગેરે પહેરીને અલગ ટ્રૅન્ડ જ ઊભું કરે છે હું પણ અત્યારની જનરેશન પ્રમાણે અત્યારે જે અવનવી ફૅશનો ચાલી રહી છે એવા પ્રકારનાં કપડાં પહેરવાનું પસંદ કરું છું અને એવાં જ પ્રકારનાં કપડાં પહેરું છું જો કે હું વધુ પડતો ઓવર કપડા પહેરતો નથી અને હું મારા કપડાની ખરીદી એવી સારી જગ્યાએથી જ કરું છું તેમાં મને સસ્તા ભાવે અને સારા એવા કપડા મળી રહે